મારાં મનગમતા સાહિત્યિકની વાત કરો જો મારાં મનગમતાં સાહિત્યિક પાત્રો પુસ્તકનાં છે જે પુસ્તકનું નામ બીજું કંઈ નહીં પણ શ્રીમદ ભાગવદ ગીતા છે જેમાં મુખ્ય પાત્ર શ્રી ક્રિશ્ન હતા અને તેમનો સ્ટુડન્ટ શ્રી અર્જુન હતા એ ગાંડીવધારી અર્જુન હતા એ વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે યુદ્ધમાં શ્રી ક્રિશ્ન અર્જુનને અનેક વાતો શીખવતા હતા એ શીખવતા હતા કે યુદ્ધ કેવી રીતે કરવું જીવનનો સાર શું છે અને મને પણ જો એ પુસ્તક વાંચવાનું મન થયું હોયને તો એટલાં માટે જ કે એમાં જીવન જીવવાનો સાર હતો કે કોઈ વ્યક્તિ એનાં જીવનને કેવી રીતે સફળ બનાવી શકે રમૂજી પાત્ર રમૂજી પ્રસંગનું તો હું વર્ણન ના કરી શકું કારણ કે મારી પુસ્તકમાં એ વર્ણન આવ્યું જ નથી એ પ્રસંગ આવ્યો જ નથી પણ હા એક પ્રસંગ હું તમને જરૂર કહેવા માંગીશ એ હતો કે જે રીતે શ્રી ક્રિશ્ન અર્જુનને જીવનનો સાર કહેતાં હતાં કે કોઈ પણ વ્યક્તિને અનેક ભાષાઓ ના સમજાતી હોય ને તો પણ એ સરળ ભાષા એવી હતી કે તમને સમજાઈ જાય અને એ જીવનનો સાર એવો સરસ હતો કે કોઈ એ જીવનનો સાર એ વાપરી લે એ રીતે જીવન જીવે ને તો પરમાત્મા આવીને કહી જાય કે મારાં બાળક તે શું જીવન જીવ્યું હતું અને એ જીવન જીવવાનું વારે ઘડીએ આપણને મન થાય એ રીતનો એમાં એ પ્રસંગ લખેલો હતો ત્યારે મહાદેવજી પાર્વતીજીને ફળ કહેતાં હતા અને એ ફળમાં એવી વાત કહેવામાં આવી હતી કે જો ગીતાજીનાં અધ્યાયનું તમે પઠન કરોને તો તમે વૈકુંઠ લોકમાં પહોંચો અને એ ગમે તે પઠન કેમ ના હોય તમને એ વાંચવાનો રસ પડે અને એ જરૂરી છે કે તમે પૂરી શ્રદ્ધાથી વાંચો ને તો કાળ પણ તમને ના રોકે